હું મારા ગાયનમાં ગાતી વખતે ગતિશીલતા પ્રત્યે ખૂબ જ ધ્યાન રાખું છું અવાજની વધ ઘટ તથા રાગ અને સુર તાલનો મિલાપ અને પઢ ફ્રેઝિંગ માટે તો ખૂબ જ રાખું છું અને જ્યારે પણ મને મોકો મળે ત્યારે સામૂહિક કે સમાજિક પ્રસંગોમાં હું ગીત ગાવાનું ચૂકતો નથી અને મારા ગાવાના શોખના કારણે મને ખૂબ જ આનંદ આવે છે અને તેમાં જે ઢોળ ઢાળ અને ઢળાવ આપવામાં આવે છે તેના વિશે હું ખૂબ જ એક્ટિવ છું અને ધ્યાન રાખીને આખુ સોંગ પૂરું કરવાનો પ્રયત્ન કરું છું